નમસ્તે કાલે હું તમારી દુકાનેથી કરિયાણું લઈ ગઈ હતીને જે દરમહિનાનું લઈ જુ છું તેમાં ગયા વખતે પણ તુવેરની દાળ અને સુક્કા વટાણા લીધા હતા એ બરાબર ચઢતા નથી તે બદલી આપશો હું દરમહીનના હું ડર વખત જે લઈ જુ છું એ બધુ જ કરિયાણું લઈ ગઈ હતી એ ચઢતું નથી ઓકે

હાં પણ એના બદલામાં જે પૈસાનું સર્વર થાય એ પ્રમાણે તમે મને શેમ્પૂ અને સાબુ આપજો ઓકે હાં ભલે